તમને ન્યુટ્રિશન પ્લાન જોઈએ છે હ તમે કહેશો તમારા કયા ફ્રેન્ડે મારા વિશે નામ આપ્યું તમને અચ્છા રોહિણીબેન હા એમને બી વજન વધારવાનો જ હતો એ બી મારી પાસે આવ્યાં હતાં એમને ઓછામાં ઓછા એક મહિનાવાળો પ્લાન લીધો હતો શું તમને પણ એ જ પ્લાન જોઈએ છે એટલે મારી પાસે પ્લાનના ઓપ્શન્સ છે કે ત્રણ છે મારી પાસે બેઝિક ઇન્ટરમીડિએટ અને સુપરફાસ્ટ તો તમારે તમારે કેટલાં સમયમાં ઘટાડવો છે કે વધારવો છે એ એ તમારી પર છે તો તમે કહો સારું તમારા મનમાં કેટલાં સમયમાં તમારે વધારવું છે હાં થઈ જશે તો તમારે વજન વધારવું છે અને તમે સુપરફાસ્ટ જોઈએ છે બરાબર હ તો એકવાર તમે અપોઇમેન્ટ નક્કી કરાવી લો મારા અસિસ્ટન્ટ સાથે વાત કરીને નહીતર તમે ડાયરેક સાંજે આવી જ જાવ શનિવાર અને રવિવાર છોડીને અમારું ચાલુ જ હોય છે એક કામ કરો તમે સાંજે આવી જ જાવ સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે આવો હું ફ્રી જ છું હું તમને એડ્રેસ મેસેજ કરું છું સારું ઓકે